બે નવેમ્બર ઓગણીસસો પંચાણું પચીસ મે બે હજાર બાર બાર જાન્યુઆરી બે હજાર તેર બાર જૂન ઓગણીસસો સત્તાણું ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોરાણું